હું જ્યારે ટેક્સીની મુસાફરી કરતો હતો ત્યારે કોવિડ જેવી સ્થિતિમાં ડ્રાઇવરે પણ માસ્ક પહેર્યું ન હતું ટેક્સીમાં ફાટેલી સીટો તેમજ ઘણી અસ્વચ્છતાવાળી હતી ટેક્સી ડ્રાઇવરે સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો તેનું ડ્રાઇવિંગ પણ બિલકુલ અસલામત હતું ડ્રાઈવર પાસે ટેક્સી વૈધનું લાઇસન્સ પણ ન હતું આ મુસાફરી મને સહી સલામત લાગી નહોતી એ જ મારી મોટી નિરાશા છે